જી હા જો પુસ્તક વાંચનનું મારું કોઈ પ્રિય હોય તો એ છે પ્રેણાદાયી મોટીવેશનલ અથવા તો પ્રેરણાત્મક કથાઓ સાથે જોડાયેલો વિષય અને હા જો કોઈ એક જ વિષયનાં પુસ્તકો મને જીવનના અંત સુધી વાંચવાનાં હોય તો પણ હું આજ વિષયને પસંદ કરીશ કે જેમાંથી મને એક વિધાયક દૃષ્ટિકોણ મળે છે જીવન જીવવા માટેની નવી પ્રેરણા પ્રાપ્ત થાય છે અથવા તો મને એવું લાગે છે કે જે વસ્તુ મારા જીવન જરૂરિયાતની હોય છે જે મને વિધાયક દૃષ્ટિકોણ પૂરો પાડે છે અને જ્યારે હું સવારે ઉઠું ત્યારથી લઈને સાંજ સુધી મારામાં એકાગ્રતા મનોબળનું સિંચન કરે એવી બૂકો મને વધારે પસંદ છે એમા મેં હમણાં જ કરન્ટ વાંચેલી એક બુક કે જીત તમારી જેના લેખક છે શિવ ખેરા એમાં મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી કેટલી બધી એવી વાતો કે દરેક વ્યક્તિનાં જીવનમાં વિધાયક દૃષ્ટિકોણનું પ્રેરણાત્મક કથાઓનું તેમજ નકારાત્મક વિચારોને દૂર કરીને સફળતા મેળવવામાં આવતી જે નિષ્ફળતાઓ હોય છે તેને કેવી રીતે દૂર કરવી અને ક્યારેય હાર ન માનવી એ વસ્તુ મને જાણવા મળી છે અને હું દરેક લોકોને સૂચન કરીશ કે દરેક લોકો આ પુસ્તકનો એકવાર ચોક્કસપણે વાંચન કરે કારણ કે ઘણી બધી વખત આપણને એવું જોવા મળતું હોય છે કે વ્યક્તિ છે કોઈ પણ વિષયને કોઈપણ પુસ્તકને તેની સમીક્ષાથી તેનાં ઇન્ટ્રોડક્શનથી લઈને જતું કરી દેતું જોવા મળે છે પરંતુ સારા એવા લેખકે કહ્યું છે કે ડોન્ટ જજ બુક બાય ધેર ઓન કવર્સ ક્યારેય પણ આપણે પુસ્તકનું એના પુસ્તકનાં પહેલાંના પુંઠાથી તેને અનુકરણ કે તેને જજ ન કરવું જોઇએ ઘણી બધી વખત પુસ્તક જ એટલું ઈન્ટરસ્ટરીંગ હોય છે કે જ્યાં આપણને જીવન જીવવાનો એક અલગ પરપોસ પૂરો પાડે છે એક હેતુ પૂરું પાડતું જોવા મળે છે આ તો પુસ્તકની હું વાત કરું કે જીત તમારી એ પુસ્તકમાં મને ઘણું બધુ નવું નવું જાણવા મળ્યું છે જેમકે એક ક્યારેય હાર ન માનવી એક જીવન પ્રત્યેનો વિધાયક દૃષ્ટિકોણ રાખવો નિષ્ફળતા એ કોઈ અંત નથી નિષ્ફળતા એ સફળતા મેળવવા માટેનું પ્રથમ પગલું છે શિવ ખેરા જીત તમારી પુસ્તકનાં પ્રથમ પુઠાં ઉપર જ એક સરસ વાક્ય લખે છે કે વિજેતાઓ હોય છે કે કોઈ પણ કાર્ય જૂદું નથી કરતાં સામાન્ય લોકો કરતે પણ હા તેની કાર્ય કરવાની રીત તેની પ્રણાલી તેનાં કાર્યને એક વ્યક્તિનાં કાર્ય કરતાં જૂદું બનાવે છે વિજેતાઓ સફળ મેળવવા માટે કંઈ જૂદું કાર્ય નથી કરતા પરંતુ તે કાર્યને જુદી રીતથી કરવાનું પસંદ કરે છે મોટિવેશનલ જે પુસ્તકો હોય છે જે પ્રેરણાદાયી પુસ્તકો હોય છે એ મને વાંચવા ખૂબ ગમે છે હું મારા શોખની વાત કરું તો મને ગઝલ લખવાનો શોખ છે અને એનાં કારણે જ મને પ્રેરણાદાયી વિધાયક મનોબળ વાળા અને વ્યક્તિને ક્યારેય હાર ન માનવી જોઇએ કોઈ પણ નિષ્ફળતા પ્રાપ્ત થાય છે તો નિષ્ફળતાને પોતાની હાર ન માનીને સફળતાનું પ્રથમ પગલું નિષ્ફળતા હોઇ શકે છે અથવા તો તમે જે કંઈ મળવાનું છે એ મળશે જ પરંતુ તમારે તે મેળવવા માટે થોડો સમય વાર લાગશે થોડો તમારે થોડી વધારે પડતી મહેનત કરવી પડશે તેમજ જો તમારું તે વસ્તુ પ્રત્યેનું જે તમારું જે ધાર્યું ધ્યેય હોય છે જે પ્રત્યેનું વિધાયક દૃષ્ટિકોણ હોય તમારા આત્મવિશ્વાસ હોય તમારું મનોબળ મજબૂત હોય અને તમને એ વિષયમાં રસ હોય તો કોઈ પણ વ્યક્તિ તમને તમારા સફળ બનવા માટે ક્યારેય હરાવી શકતી નથી હા એક વસ્તુ અવશ્ય છે કે દરેક વસ્તુમાં વિધાયક મનોબળ ક્યાંક કામ નથી કરતું જેમ આપણે જોઇએ કે અમુક અપવાદ લોકો હોય છે તેને તમારે ડરાવીને જબરદસ્તી પૂર્વક અથવા તો ગુસ્સે થઇને જ જે વસ્તુ કહેવી પડતી હોય છે એ કહેવાની જ હોય છે પરંતુ મોટા ભાગે આજે આઇડીયલ પુસ્તક હોય છે અથવા તો પ્રેરણાદાયી લધુકથા જોવા મળે છે એ વ્યક્તિને પોતાનાં જીવનને જીવવા માટે એક નવો દૃષ્ટિકોણ પૂરો પાડતો હોય છે એ લોકોને એકબીજાને સમજવાની સમાજમાં સારી રીતે પુનઃસ્થાપન કરવા માટેની એક પ્રેરણા એક આદર્શ અને મદદરૂપ એવી જરૂરિયાત પૂરી પાડે છે